હલો જી સર બોલીએ હા હા જી એસબીઆઈમાંથી બોલું છું બોલો ને સર

હા જી સર જી સર એટલે તમારે સેવિંગ અકાઉન્ટ ઓપન કરવાનું છે સર સેવિંગ અને તમારે એ જે અકાઉંટ છે એનું ઓપરેટ તમારે સેલરી જમા કરવા માટે કરવું છે કે પછી ખાલી પર્સનલ યુઝ માટે કરવું છે સર અચ્છા ઓકે એટલે આમાં ના ના એટલે એકમાં જ થઈ જાય તમને હું સેલરી અકાઉન્ટ ખોલાવી આપી શકું બરાબર એટલે એમાં શું હોય સેલરી અકાઉંટ હોય ને તો એમાં બીજા ઘણા બધા બેનિફિટ હોય પર્સનલ બેન્કિંગ કરતાં જેમકે સેલેરી એકાઉન્ટ હોય ને તો તમારે મિનિમમ બેલેન્સ રાખવાની જે લિમિટ હોયને એ ઘટી જાય જનરલી પર્સનલ બેંકિંગ હોય ને તો દસ હજાર સુધીની લિમિટ હોય કે તમારે દસ હજાર રૂપિયા મેન્ટેન કરવા પડે અને સેલરી અકાઉંટ હોય ને તો એ લિમિટ હું તમને બે હજાર સુધી બી કરી આપી શકું અને જો તમારી છ મહિના રેગ્યુલર સેલરી એક જ તારીખે હર મહિને એ જ અકાઉન્ટમાં આવતી હોય ને તો હું તમને જીરો બેલેન્સમાં કન્વર્ટ બી કરી શકું સેલેરી અકાઉન્ટમાં જી જી જી અને હં હં આ તો જો છ પહેલાં આપણે એવું કરીએ કે સેલરી અકાઉન્ટ તરીકે હું ખોલાવી દઉં અને પચીસસો રૂપિયા પહેલાં મિનિમમ બેલેન્સ હશે

હા એટલે એમાં શું હોય કે હા હવે ગવર્ન્મેન્ટના નવા રૂલ પ્રમાણે છે ને આપણે આખું કેવાયસી ફરીથી કરાવવાનું હોય સેન્ટ્રલી એટલે તમારે છે ને આધારકાર્ડ અને પાનકાર્ડ અને સાથે સાથે તમારો પાસપોર્ટ સાઈઝના ફોટા બે લઈને આવવાનું રહેશે બરાબર અને જો તમારે ઓનલાઈન બેન્કિંગનો તમે યુઝ કરો છો ગૂગલ પે કરવું હોય કે પછી બીજું કાંઈ બેન્ક ટ્રાન્સફર મોબાઈલથી હાં જી તો અને જે તમારો મોબાઈલ નંબર હોય ને જે આધારકાર્ડ સાથે લિન્ક કરેલો હોય એ એક મોબાઈલ તમારે એ નંબર તમારી સાથે હોવો જોઈએ કેમકે જ્યારે અમે બેન્ક અકાઉંટ ઓપન કરીએ ને ત્યારે એમાં ઓટીપી આવે અને સાથે સાથે જો તમે સેમ નંબરથી ઓનલાઈન બેન્કિંગ કરવાના હોય ને તો એ તમે મોબાઈલ સાથે લઈ આવો ને તો અમે તમને એ ઓનલાઈન બેન્કિંગનું આખું સમજાવીને સેટઅપ બી કરાવી દઈએ હા જી એટલે એ તમારું આધારકાર્ડ પાનકાર્ડ બે પાસપોર્ટ સાઈઝના ફોટો અને એક એડ્રેસ પ્રૂફ જો કદાચ આધારકાર્ડમાં અલગ હોય તમારું એડ્રેસ પ્રૂફમાં તમારા નામનું કોઈ બિલ કે ગેસનું કે લાઇટનું કે એવું કાંઇ બિલ હોય ને પાણીનું વેરાનું બિલ કે એ તો એ એક જોઈશે એટલે આટલી વસ્તુ લેશો ને તમે લઈને આવશો ને એટલે તમારું એક કલાકમાં અકાઉન્ટ અમે એક્ટિવેટ કરી દઈશું બરાબર ને હા હા જી અત્યારે જનરલ દર બધાય સાડા સાત ટકાની આસપાસના છે પણ તમે એક કામ કરો તમે એક વખત છે ને બ્રાન્ચે મુલાકાત લઈ લો બરાબર એટલે જે રીતે તમારું સેલરી સ્ત રને બધું હશે ને તમારી પ્રાઇવેટ લિમિટેડમાં જેવી રીતે જોબ ને એ હશે ને એ પ્રમાણે અમે તમને સારી ઓફર સજેસ્ટ કરી શકીશું તો એવું હોય ને તો તમે બને તો એક વખત બ્રાન્ચ વિઝિટ કરી લો બરાબર ને તમારી નજીકની બ્રાન્ચ હોય ને ત્યાં તમે આવી જશો એટલે અમે સમજાવી દઈશું

હા જી ભલે ભલે ચાલો નમસ્કાર સર